હુંં પિનલબેન બોલું છું મારું રહેવાનું વલસાડ છે મેં ટ્રેનની એસીવાળી બસો નંબરની સીટ બુક કરાવી હતી પરંતુ મારે ફેરફાર કરાવવો છે તો તમે મને પ્લીઝ ફેરફાર કરી આપશો કારણ કે કોઈ કારણસર મારું કેન્સલ થયું છે માટે પ્લીઝ તમે મારી મદદ કરજો